કોવિડના લોકડાઉનમાં ઓનલાઈન ક્લાસ ચાલતા હતા અલગ અલગ સબ્જેક્ટ્સના અલગ અલગ ધોરણના અલગ અલગ કોલેજના બધા અલગ અલગ ફોન પર આવતું હતું પછી ટીવી પર આવતું હતું કે અલગ અલગ કેવી રીતે ઓનલાઈન ક્લાસ લે છે એ લોકો ઓનલાઈન આપણને લોકોને ભણાવે છે એ લોકો ઓનલાઈનનો એક ટાઈમ ફિક્સ હતો કે આટલા ટાઈમે ઓનલાઈન ક્લાસ ચાલુ થશે અને ઓનલાઈન ક્લાસના કોઈ ગેરફાયદા પણ હતા કે કોઈ કોઈ સ્ટુડન્ટ નહોતા જોતા ફોન પર કે ટીવી પર નતા જોતા તે લોકો અને ફોન મમ્મી પપ્પાને કહે કે મું ઓનલાઈન ક્લાસ માં ઓનલાઈન ક્લાસ કરું છું એમ કરીને છોકરાઓ પછી એ ફોનમાં ગેમ રમતા હોય પછી બીજી બધી વસ્તુઓ કરતા હોય છે જેથી એના ગેરફાયદા પણ હતા અને ફાયદા પણ હતા ઘણા બધા